અમારા નજીકના વિસ્તારમાં વીર સાવરકર વીર સાવરકર કરીને છે એમાં બધી જ સ્પોટ એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે અલગ અલગ રીતે બધું શીખવાડવામાં આવે છે જેમાં સ્પોર્ટમાં જોઈએ તો છે ક્રિકેટ છે કબડ્ડી છે હોકી છે ફૂટબોલ છે રમતના બધી બધી જ વસ્તુઓ રમવામાં આવે છે અને લાઇબેરી છે જિમ છે અને આ છોકરીઓ અને છોકરાઓ બંને માટે હોય છે એમાં ગર્લ્સને બોય્ઝનો અલગ અલગ ટાઈમિંગ હોય છે અને સારી સુવિધાઓ એ આપવામાં આવે છે ને સારું શીખવાડવામાં આવે છે બધા સ્પોસ ટીચરો પણ સારા હોય છે અને તમને સારી રીતે ટ્રેન કરે છે અને ત્યાંથી તમને અગાડી મોકલે છે રમવા માટે કોઈ બી સ્પોર્ટની હોય વસ્તુ એમાં તમને અગાડી મોકલે છે અને સારું એવું પ્રોત્સાહન મળતું હોય છે